મારે ઘરનું લાઇટ બિલ બહુ આવે છે તે ઘટાડવાં માટે શું કરું કેવાં ઉપકરણો હું ખરીદુ કેવા વાયર વાપરું બીજી કોઈ સલાહ છે આપની પાસે